આપણે તંદુરસ્તી માટે શું છે કે આપણે નીરોગી રહેવું હોય તો સ્વસ્થ જીવન જીવવા માટે સૌથી પહેલાં શું છે સ્વચ્છતા જરૂરી છે અને સ્વચ્છતા તમે રાખશો તો કોઈ પણ રોગ તમારી ઉપર મચ્છરજન્ય રોગ છે પાણીજન્ય રોગ છે તમારી તરફ આવી નહીં શકે હવે આજકાલના ડેન્ગ્યુનો પછી મેલેરિયાના બધા તાવોના શું છે કે વાવડ ચાલે છે હવે આ વાવડ થવાનું કારણ શું લોકોની બેદરકારી છે લોકો બેદરકાર રહે છે અને પછી દુઃખતા હૈ દુ ખે છે પેટ અને કુટે છે માથું એવું નહીં તમે સફાઈ રાખો મેલેરિયા માટે શું છે કે મચ્છરોથી મેલેરિયા ફેલાય છે ડેન્ગ્યુ પણ મેલેરિયાથી ફેલાય છે તમને ઠંડી હોયને તાવ આવે હવે ડેન્ગ્યુમાં તો તમારા કાઉન્ટ્સ એટલા ઓછા થઈ જાય છે ને કે અમુક વખત જીવનનું સટાસટીનો ખેલ થઈ જાય એવું થઈ જાય છે હવે તમારે આ બધી એ જેને કહેવાય તકેદારી રાખવા માટે શું છે કે ધાબા ઉપર તમારે ધ્યાન રાખવાનું જ્યાં પાણી ભરાતું હોય ત્યાં મચ્છરો ભેગા ન થાય તમે કચરો ફેંકો તો પ્લાસ્ટિકની થેલીમાં કે કોઈ પણ ડોલમાં ઢાંકણ સાથે એને રાખી મૂકો જ્યારે કચરાની ગાડી આવે ત્યારે એમાં ફેંકી દેવાનું અને આ બધા ઉપાયો તમે કરોને એટલે એને સ્વચ્છતા રાખો અને દરેક વખતે હાથ પગ ધોઈને કોરોના હતું ત્યારે પણ શું છે કે સ્વચ્છતા રાખો વારંવાર હાથ ધોવાનું એટલે તમે હાથ ધોવો એટલે કોઈપણ ઈન્ફેકશન થાય નહીં અને રોગ આગળ ફેલાય નહીં